હાલના સમયમાં ગુજરાતમાં કલા અને હસ્તકલા વિભાગ સામે ઘણા ખરા પડકારો ઊભા થયા છે પહેલાં તો છે કોમ્પિટિશન અત્યારના સમયમાં આ આધુનિકીકરણ અને ઉદ્યોગીકરણ વધવા લાગ્યું છે ત્યારે જે હસ્તકલાથી પોતાની કલા દેખાડતા કલાકારો છે તેમને કોમ્પિટિશન જોવા મળે છે જેમાં પોતાની જ કોમ્યુનિટીના લોકો કે જે તેની ડિઝાઇન કોપી કરી લે છે એ અને બીજા ડિઝાઇનર જે ઘણી વાર તેમને કોમ્પિટિશન આપતા હોય છે અને અમુક વખત તેમની ડિઝાઇન કોપી કરીને તેમને ક્રેડિટ પણ દેતા નથી આ ઉપરાંત તે લોકો એટલા બધા ભણેલા હોતા નથી તો તેમને ઓર્ગેનાઇઝેશનનું કે તે બધું નોલેજ હોતી નથી અને આ ઉપરાંત તેમના ભાવમાં પણ અલગ ડીફરન્સ હોય છે જે ઉદ્યોગોમાં બનેલી વસ્તુઓ હોય છે એ વધારે સસ્તી હોય છે અને જે હસ્તકલાથી બનાવવામાં આવે છે તે વસ્તુઓનો ભાવ વધારે હોય છે તો ઘણી વખત એવું બનતું હોય છે કે કસ્ટમરને એ મોંઘી વસ્તુ કરતાં તેની સસ્તી કોપી હોય છે એ લેવાનુ પસંદ કરે છે તો તેનાથી પણ હસ્તકલાકારોને ઇન્કમ ઓછી થતી જાય છે આ ઉપરાંત તેઓ તેમની પાસે નવી વસ્તુઓ કે ટેક્નોલોજી વાપરવાનું નોલેજ હોતું નથી તે પોતાની જૂની જે આદતો હોય છે તે પ્રમાણે જ કામ કરતા હોય છે તો તેના લીધે પણ તેમને પડકારોનો સામનો પ કરવો પડે છે તેમની પાસે અત્યારે કેવી રીતે માર્કેટિંગ કરવું તેની કળા પણ હોતી નથી તેના હિસાબે પણ તે પોતાની કલાનું યોગ્ય રીતે પ્રદર્શન કરી અને તેમને જે ક્રેડિટ મળવું જોઈએ તે લઈ શકતા નથી અને અને તેમ લોકોને વધારે મહેનત કરવી પડે છે અને તેના બદલે તેમને ઓછો ભાવ મળે છે જે આર્ટિફીશ્યલિ ડાય કરેલા કે સ્ક્રીનથી પ્રિન્ટ કરેલા હોય છે તેવા પ્રોડક્ટ સસ્તા પડે છે અને તેમની લોકો વધારે તે પસંદ કરે છે તેના હિસાબે પોતે જે ઓરિજનલ કારીગરો હોય છે તેમની કળાની વેલ્યુ પણ ધીમે ધીમે ઘટતી જાય છે